હું ટેબલ નંબર પાંચ ઉપર બેઠો હતો અને મારા ઓર્ડર જે દીધો હતો એના સાડા અઢારસો રૂપિયા થયા છે જેમાં અમે પનીરની સબ્જી કાજુ પનીરનું શાક અ ફુલ્કા રોટી દાળ ફ્રાય અને જીરા રાઈસ જેવી ઘણી વસ્તુઓ લીધી હતી એની સાથે છાશ પણ લીધી હતી તો હવે હું આ પૈસા ઑનલાઈન ટ્રાન્સફર કર્યા છે પણ હવે મારામાં હજી સુધી કોઈ પ્રકારનો મૅસેજ આવ્યો નથી તો વૅબસાઈટ ઉપર જઈને જોવાનું છે કે ભઈ પેમેન્ટ થઈ ગયું છે કે કેમ કારણકે મને તો મેં તો ઓર્ડર અહીંયાથી પૈસા આપી દીધેલા છે પણ ખબર નહીં શું કારણોસર કોઈ મૅસેજ નથી આવ્યો કે મને લાગતું નથી કે આમાંથી પૈસા આવ્યા હોય કે નીકળ્યા હોય તમને પહોંચ્યા છે કે નહીં એક વખત મને જોઈ આપો ને જો ના આવ્યા હોય તો એવું હોય અને કાંઇક આ ઈન્ટરનેટનાં કા કારણોસર કંઈક પ્રોબ્લેમ આવતી હોય તો હું કંઈ બીજી રીતે પણ તમને હું પેમેન્ટ આપી શકું છું પણ એક વખત પહેલાં ચકાસી લો કે આ પેમેન્ટ થઇ ગયેલું છે કે નથી થયું